હા નમસ્તે ભાઈ બોલો બોલો કેસ કઢાવ્યો હા તો તમારો નંબર આવે એટલે અંદર આવો હા તો હવે નંબર આવી ગયો હોય તો અંદર આવો એટલે આપણે તમને જોઈ દઇએ

કેટલા ટાઈમથી દુઃખે છે અત્યારે ટ્રીટમેન્ટ ચાલું છે તમારી બીજે તો તમારે વ્યસન શું છે એવું ના પીવાય ને પાન મસાલા ને સિગરેટ સેહત માટે હાનિકારક છે એ તો તમને ખબર જ પડતી હશે ને આપણે વ્યસનને આપણે વ્યસનને કદાચ છોડીએ પણ વ્યસન આપણને નથી છોડતું બરાબર તો પછી હવે થોડુંક વ્યસન ઓછું કરશો તો આપણે કંઈક તમારી ટ્રીટમેન્ટમાંય ફાયદો થશે બરાબર બાકી જો તમારું વ્યસન ઓછું નહીં થાય તો પછી આપણી ટ્રીટમેન્ટ બધી વ્યર્થ જાય ને તમારા પૈસા પણ પાણીમાં જાય હા તો ઈલાજ તો આપણે કરી દઇશું પણ ખર્ચ થશે હા તો એટલે તમારે તો ઓછામાં ઓછો ચારથી પાંચ હજારનો ખર્ચ થશે કારણ કે તમારે એક તો દાંત જો માવાના હિસાબે બધા સાવ કાળા મેંશ થઈ ગયા બરાબર અને અંદર પોલાણ પડી ગયું છે બરાબર એટલે એ બધી મશીનરીથી દવાથી પહેલાં તો બધી સાફ સફાઈ કરવી પડશે હા પછી એમાં ચાંદી છે હેં હા તો એ દાંતેય ઢીલા પડી ગયા છે તો એમાં આપણે સિમેન્ટ છે કે ચાંદી છે એ બધી પોલમાં ભરવી પડે બરાબર પછી જે તમારા નબળા દાંત પડી ગયા છે એને સ્પ્રિંગ બાંધવી પડે ત્યારે તમારા દાંત બરાબર વ્યવસ્થિત થાય એને ઓછામાં ઓછો લગભગ દોઢથી બે મહિના જેવો ટાઈમ થાય કારણ કે સ્પ્રિંગ જ પંદર દિવસ પછી નીકળે ત્યાં ફિટિંગ થાય નહીં તમને જે વિચાર યોગ્ય લાગે સિમેન્ટ કહો તો સિમેન્ટ ભરાય અને ચાંદી કહો તો ચાંદી ભરાય તો કાંઈ વાંધો નહીં પણ પહેલાં તમે છે ને આ વ્યસનથી દૂર થઈ જાવ વ્યસનથી દૂર થઈ જાવ હા એ તો આપણે કરીશું પહેલાં જ એ કરવું પડશે પછી જ બધી ટ્રીટમેન આગળ વધશે દાંત સાફ કરવાના પછી બધોય કચરો કાઢવાનો હા હ એ બધી પહેલાં જ કરવી પડશે પછી જ થશે પહેલાં તો જો તમે એક વખત તો સાવ માવા ખાવાનાં બંધ કરી દો બરાબર શું કારણ કે એ બરબાદ કરી નાખે છે ને પછી પહેલાં દાંત સાફ કરવા પડશે પહેલાં દાંત લિકવિડ લગાવી અને દાંત સાફ કરવા પડશે હા મશિન હા ક્લિન કરીને મશિન ને બધું અંદર નાખી અને પહેલાં તો બરાબરથી એકદમ સાફ કરવું પડશે થઈ જશે એ સો ટકા ગેરંટી આપણી બરાબર હ હા એમ એટલે તમે યોગ્ય સમયે સારવાર ચાલું કરી દો